અમારા વિસ્તારના લોકો મોટે ભાગે ગુજરાતી ભાષા બોલે છે અને વલસાડ જિલ્લાની આજુબાજુના લોકો જે કપરાળા ધરમપુર ડાંગ આહવા સુતારપરા નાં જે લોકો છે તે વારલી કુકણી અને દોરીયા ભાષા બોલે છે મોટાભાગના લોકો ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે